હા

ધઉ નો લોટ ખાંડ અને ચોખા આર્શિવાદનો અવેલેબલ હસે ના મારે આર્શિવાદ લેવાનોમાંથી છે પેકિંગ નો વસ્તુ કેવી રીતે હસે હા તો ઇ રાખી દયો એક આર્શિવાદનો પાંચ કિલા વાળું પેકેટ કરી દેજો ને

હા તો એમા પાંચ કિલા વાળું મોટું પેકિંગ આવે ઇ અત્યારે છે તમારી પાસે પાંચ કિલો જ જોઇસે જો મોટું પેકેટ ન હોય તો કિલો કિલો વાળા પાંચ કરી દેજો અને બીજું ચોખા ચોખા દસ કિલો જોઇસે બાસમતી

ના ના બાસમતી દુનાર આવે છે ને ઇ ના બસ અને આ કયા સુધીમાં તમે મોકલાવી દેસો તમારી ડિલિવરી ચાલુ છેને હા ને પેમેન્ટ નું કેવી રીતના હસે હા તો હું રોકડા આપી દઇશ ના ડિલી ડિલિવરી વખ ડિલિવરીના ટાઈમે ના બીજું કાઇ નઇ